મને મારા જીવનમાં ટેક્નોલૉજીમાં ઇનોવેશન ફોટો એડિટિંગ એન્ડ ટેકનોલોજી વિશે જાણવું ટોઈઝ ગેજેટ્સ વિશે જાણવું મને આમાં વધારે રસ છે કેમ કે મને ગેજેટ વિશે અંદરથી ડિટેઇલ્સમાં જાણવું વધારે રસ છે